હું મારા મહેમાનોની સરભરા બહુ જ સારી રીતે કરું છું મારા ઘરે મહેમાન આવવાના છે એ વાતની મને ખબર પડતા જ હું રાજીના રેડ થઈ જાઉ છું અને પહેલાથી જ નક્કી કરી લઉં છું કે આ જે મહેમાન આવવાના છે એમને શું ભાવે છે અને શું નથી ભાવતું મારી મને કઈ કઈ વાનગીઓ એમને પીરસવાની છે હું અને મારી મમ્ મારી પત્ની બંને એ નક્કી કરી લઈએ છીએ સવારથી જ રસોડામાં વાનગી બનાવવા લાગી જાઇએ છીએ અમારા ઘરે કોઈપણ મહેમાન આવે એ અમારા ઘરની દરેક વાનગી ખાઈને ખુશ થઈ જાય છે એમની ખુશી અમારા માટે મેન મહત્ત્વની છે હું અવા અવારનવાર મારા ઘણા મિત્રો સગા સંબંધીઓને ઘરે બોલાવતો રહું છું મારી દીકરીનાં જન્મ સ દિવસે મારી લગ્ન તિથિએ અમારા રોઝામાં ઈદ પ્રસંગે એવા કોઈપણ નાના નાના પ્રસંગો ઉજવે છે એ વખતે અમે અમારા મિત્રોને ઘરે બોલાવી અને એમની ખાસ મહેમાનગીરી કરીએ છીએ એ બધાની સરભર કરવી મને બહુ જ ગમે છે અને મારા મિત્રો પણ એ વાતથી જાણીતા છે